અત્યારે જોઈ શકતા હશો કે તમે ગ્રો એપ છે એમાં તમને સારું એવું નોલેજ મળે છે અને સારા એવા શેરો જોવા મળે છે તો આમાં જોખમનું તો એ છે કે તમે કયા શેર લો છો અને કેવું તમે રમો છો અને કેટલું તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો આમાં જોખમ તો નથી એટલું બધું પણ તમારા પર છે તમે કેવી રીતે રમો છો